હા અમારા ગામમાં નજીકમાં જ એવી સારી ભજન મંડળી છે અને તેમાં ઘણી વખત અમે પણ ભાગ લીધો છે અને તેના સંગીતના સાધનો ખૂબ જ સરસ સે જેમકે તબલા વાજીંત્રા વગેરે વગેરે ઘૂઘરા તેમજ વગેરે વગેરે